ઓલાઈન મંગાવેલા ખોટા રંગના પેન્ટ ને રિટન કરવા માટે હું જે વેબસાઈટ પરથી મેં ઓડર કર્યો છે ત્યાં લોગિન કરીશ અને માય ઓડર અથવા ઓડર હિસ્ટ્રી માં જઈને તે ઓડરને શોધીને રદ્દ કરીશ કેન્સલ ઓડર વિકલ્પ પર ક્લિક કરી કરું છું પણ ઘણી વાર આ વિકલ્પ ઓડરની વિગતો પેજ ઉપર જ ઉપલબ્ધ હોય છે જો રદ્દ કરવાનું બટન ઉપલબ્ધ નથી અથવા ઓડર મોકલવામાં આવી ગયો છે તો કસ્ટમર સપોટને સંપર્ક કરું છું જેમાં હું તેમને કોલ કરીને મારો ઓડર નંબર મારું નામ પેન્ટ અને તેનો ખોટો રંગ અને એનું કારણ હું તેમને આપીશ અને તેમની સાથે વિનમ્રતા પૂર્વક વાત કરીશ